મારા મત મુજબ ગુજરાતી ભાષાને ભવિષ્ય માટે સંવર્ધન અને જાળવણી કરવી હોય તો પહેલો જે આપણે પહેલું જે આપણે પગલું ભરવું જોઈએ તે દરેક જે ગુજરાતની ઓછામાં ઓછી તો ગુજરાત કરતાં આપણે ધ્યાન રાખવું જોઈએ ગુજરાતની જે દરેક શાળા છે તેમાં જે ગુજરાતી જે વિષય છે ગુજરાતી ભાષાનો જે વિષય છે ને આપણો તે દરેક સ્કૂલમાં ફરજીયાત રાખવો જોઈએ કે ગુજરાતી શિક્ષણ દરેક ગુજરાતનાં બાળકને તો મળવું જ જોઈએ બીજી વાત કે ગુજરાતી ભાષાને જો આપણે જાળવી રાખવી હોય તો જે કાંઈ હા ઉચ્ચતમ જે કોલેજનું જે શિક્ષણ છે કે ઉચ્ચતર જે શિક્ષણ હોય તેમાં પણ ગુજરાતી ભાષાને મહત્ત્વ આપવું જોઈએ ગુજરાતી ભાષા ને આપણે જો મહત્ત્વ નહીં આપીશું ને તો ધીરે ધીરે ગુજરાતી બોલવાવાળા લોકો ઓછા થઈ જશે ને ગુજરાતી ભાષા જ લુપ્ત થઈ જશે એટલે જે ઉચ્ચતર શિક્ષણ છે ને તેમાં પણ એને એટલું જ મહત્ત્વ આપવું જોઈએ જેટલું આપણે પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી અને હમણાં મહત્ત્વ આપી રહ્યાં છીએ ત્રીજી વાત જો કરીએ ને તો ગુજરાતી ભાષાને માટે આપણે કામ કરવું જ જોઈએ તો જે કંઈ ઈંગ્લિસ મીડીયમ સ્કૂલ જે છે કે બહારની પણ ગુજરાતના બહારની જે સ્કૂલ છે ને તેમાં પણ આપણે ગુજરાતી ભાષાને લગતા કોઈ સ્પર્ધાનું કે કોમ્પિટિશનનું આયોજન કરવું જોઈએ જેથી આપણી ગુજરાતી ભાષાનો વધારેમાં વધારે પ્રચાર થાય ને જેટલો વધારે પ્રચાર થશે તેટલું જ ગુજરાતી ભાષા જાળવી રહેશે અથવા તો જે આપણી ગુજરાતી ભાષા ટકી રહેશે તેના માટે એક સારું પગલું મારા ધ્યાનમાં છે